રેલગાડીની મુસાફરી મારી સૌથી પહેલી મુસાફરી હતી એ ગોધરાથી ઈન્દોરની એ પણ મારા મમ્મી પપ્પા સાથે જેમની સાથે હું ફરવા ગઈ હતી રાતની મુસાફરી હતી એટલે બહારનું કંઈ જોયું નહોતું પણ એ મુસાફરી જીવનની મા બાપ સાથે કરી હતી ટ્રેનમાં એટલે એ સંસ્મૃતિઓમા હંમેશા માટે રહેવાની છે આજે પણ હું મારા બાળકને દરરોજ રેલવેઝ સ્ટેશન ઉપર ટ્રેન બતાવવા લઈ જાઉં છું એ પણ એનો અવાજ કાઢે છે જેમ વિસલ કેમ વાગે કહીએ એટલે તરત જ બોલે પૂં એને પણ જોવાની એટલી મજા આવે જ્યારે રેલ ગાડી પસાર થતી હોય ત્યારે એ ટાટા ટાટા ટાટા બોલતો હોય એનો અવાજ એનું એન્જિન જતા જુએ એટલે એને એટલી મજા આવે અને એને જોઈને અમને પણ અમારાં બાળપણના દિવસો યાદ આવી જાય એની બર્થ જ્યારે ઉપરની બર્થ આવે ત્યારે નીચેની બર્થ માટે બધાને એ કહેવું કે ભાઈ તમે અમને આ જગ્યા આપી દો તો સારું કે ભાઈ અમારી સાથે ઉંમરલાયક વ્યક્તિ છે એટલે એને આપી દો તો સારું કદાચ રેલગાડી જ એક એવું મુસાફરીનું સાધન છે જે સૌથી વધારે માણસો આનંદ મતલબ એન્જોય કરી શકે છે બાકી પ્લેન બસ એ બધામાં મુસાફરી કરવામાં આટલો બધો આનંદ નથી આવતો જેટલો રેલગાડીમાં આવે છે એવું મારું માનવું છે કદાચ બધાનું આ જ માનવું હશે